હા બસ મજા જો હું તો બેઠી હતી નવરી કંટાળો આવે છે શું કરવાનું યાર એનાં કરતાં તો ઘરમાં એસીમાં પડી રહેવું સારું સાચી વાત છે સાચી વાત છે તારી મને બી એવો જ કંઈક વિચાર આવે છે કે કંઈક ઘરમાંથી કરીએ યાર અલ્યા હું તો રોજ પેપર વાંચું છું અને દરરોજ એ વધારે ને વધારે જ ભાવ બતાવે છે કૂદકે ને ભૂસકે વધે છે શું કરવાનું સાચી વાત હમ્મ હમ્મ સાચી વાત છે એવું જ થાય ગોળ ફરીને ત્યાં ગ સોનું જ ખરીદવું પડે સાચી વાત છે બચત તો થાય હં હં બરાબર

માથાકૂટ જ નહીં

સાચી વાત છે ડ્રેસ મટીરીયલ લઈ આવીને વેચી નાખવાનું તમારે લેવું હોઈ તો લો ના લેવું હોય તો કંઈ નહીં હા અને ગરમી બી છે એટલે સુતરાઉ કાપડની પાછી ડિમાન્ડ ઘણી હોં ને એટલે એ પાછું વેચાય હમ્મ

હા બસ મજા જ મજા પછી લહેર પાણી ને ભજીયા હા સાચી જ તો ચાલ ત્યારે એ જ કરીએ આપણે શું કહે છે તું ઓકે હોવ હોવ જે આવે એ કરવા માંડવાનું આપણે આમાંથી સાચી વાત છે તારી બસ જો બસ હવે શાક બનાવવાનું વિચારીશું હવે સાંજ પડશે એટલે શું બનાવવાનું ઓકે ચોક્કસ ચોક્કસ મળીએ હોં ચાલ આવજે હા આવજો હા